હા ગિરનાર પબ્લિક સ્કૂલમાંથી બોલો છો ઓકે સર હું ભટ્ટ રાજના મમ્મી બોલું છુ ભટ્ટ હાર્દિકા અને મારે પરમિશન જોઈએ છે ચાર દીવસની રજા છે હા મારો છોકરો છે તે પાંચમાં ધોરણમાં ભણે છે પાંચ એમાં અને તેનો રોલ નંબર છે ઓગણત્રીસ હા અને અમે ફેમિલી ટ્રીપ ઉપર જાઈએ છીએ કેદારનાથ તો મારે રજા જોઈએ છે

હા હા હા હા હા એમ એ બાબતે હું તમને ખાતરી આપું છું કે મારા છોકરાનું એમાં નબળું નહી થાય કાઇ મારે દસ તારીખથી પંદર તારીખ સુધીની રજા જોઈએ છે ઓક્ટોબર ઓકટોબર

ઓકે સર ઓકે થેન્કયુ